હા આદર્શ જીવનશૈલી અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ બાળપણમાં જ કેળવી શકાય છે કારણ કે બાળકો આ વયમાં જે શીખે છે તે તેમની વયના અનુભવને નક્કી કરે છે અને તેમના આરોગ્ય અને સુખની આધારશીલતા સ્થાપિત કરે છે સ્વસ્થ આહાર જે બાળકોને પૌષ્ટિક અને સંતુલિત આહારની મહત્ત્વતા વિશે સમજાવવું જોઈએ જેમાં ફળ શાકભાજી અનાજ અને પ્રોટીનના સ્ત્રોતોનો સમાવેશ થાય છે બાળકોને નિયમિત રમતો યોગ અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ સ્વાસ્થ્ય આરોગ્ય અને જીવનશૈલી વિશેની માહિતી શિક્ષણ ક્રમમાં સામેલ કરવી જોઈએ જેથી બાળકોને યોગ્ય વિચારો વિકસાવવામાં મદદ મળી શકે બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે પોઝિટિવ વાતાવરણ પણ રચવું જોઈએ જ્યાં તેઓ સ્વતંત્રતા આત્મવિશ્વાસ અને સકારાત્મક વલણ સાથે આગળ વધી શકે પરિવાર અને સમૂહના સ્તરે સ્વાસ્થ્ય વિશેની કાર્ય શાળાઓનું આયોજન કરવું જેથી લોકો એકબીજાથી શીખી શકે આ પગલાં લેવામાં આવે તો બાળકને જીવનમાં સ્વસ્થ અને આદર્શ જીવનશૈલી આપવાની શરૂઆત કરવાની સારી તક મળશે